હા અમે મારા યોગના માનસિક અને સા યોગ સ્વાસ્થ્ય રીતે સારી રીતે કરી શકું છું યોગથી આપણને શાંતિ મનની શાંતિ અને શરીરને તંદુરસ્તી બી મળી શકે છે મળી શકે મળી શકે છે અને રોજિંદા જીવનમાં આપણને ખૂબ જ લાભ મળી શકે છે અને મનને શાંતિ વધુ સારી લાગણી વગેરે જ આપણને સારી રીતે મળી શકે છે કારણ કે યોગ એવું વસ્તુ છે કે આપણને એ કુદરતી રીતે ને અને આપણાં મનને અને આપણને ઈશ્વરને આપણને મિલન કરે છે એવું કહેવામાં આવે છે કે યોગ અને ઉપયોગથી યોગથી આપણે ઈશ્વરની મિલન કરી શકીએ છીએ અને આ વસ્તુ મેં મારા ખુદથી ઇમેજિન કર્યું છે કે યોગથી આપણે કોઈપણ કાર્ય સારી રીતે કરી સક પડી માનસિક અને શારીરિક આર્થિક વગેરે કોઈપણ ક્રિયા આપણે ખૂબ જ સારી રીતે કરી શકીએ છીએ અને આપણે દેખાડી શકીએ છીએ કેમકે રોજિંદા જીવનમાં આપણે કોઈપણ કાર્ય સારી રીતે કરી શકીએ એ મહત્વનો ભાગ ભજવે છે ભાગ ભજવે છે યોગથી આપણે કોઈપણ કાર્ય અને આપણું મનને મનને શાંત કરી શકીએ છીએ માનસિક અને શારીરિક ક્રિયાઓમાં સારી રીતે ઉપલબ્ધિ પ્રાપ્ત કરી શકીએ છીએ અને અને આ વસ્તુથી આપણને ખૂબ જ લાભ મળે છે આપણે યોગથી આપણે એકબીજાના વ્યવહારોથી વ્યવહારો પણ સારી રીતે કરી શકીએ છીએ કોઈપણ વ્યક્તિ આપણને સારી એ વસ્તુને આપણે કહી શકીએ છે કે યોગ સારો છે એનું વસ્તુ આપણે કહીએ છે અને એ વસ્તુ સાચી જ છે યોગથી આપણે કોઈ પણ વસ્તુ સારી રીતે કરી શકીએ છીએ કારણ કે યોગ એવી વસ્તુ છે કે આપણાં મનથી માંડ આપણાં મન શરીર વગેરેથી બધુંનું ઉત્પન્ન કરતી એક શક્તિ છે એ ઉત્પન્ન કરે છે એનાં કારણે આપણે સ્વસ્થ એટલે સ્વસ્થ અનુભવી શકીએ છીએ અને એ વસ્તુ આપણે કહીએ છીએ કે યોગ એ સારી વસ્તુ છે અને આ વસ્તુ યોગ કરવાથી થાય છે એ સવારે રોજ યોગ સૂર્ય નમસ્કાર કરવા પછી કપાલભાતી છે વગેરે યોગ કરવા એ માટે આપણે યોગ દિવસ તો મનાવીએ છીએ કે એ માટે સારા દિવસ થાય એ સારો દિવસ છે એનાથી બધા જ એક દિવસ તો યોગ કરે એ માટે યોગ સારો કહેવાય છે રોજિંદા જીવનમાં યોગ કરવાથી આપણે સારા સ્વસ્થ શરીર સ્વસ્થ રહે છે એવું કહેવામાં આવે છે એ સાચી વાત છે આપણો દિન રોજિંદા જીવનમાં આપણે સ્વસ્થ રહીએ તો આપણી ઉંમર પણ સારી રહે છે અને આપણે કોઈપણ રોગ થઈ શકતો નથી યોગ તો યોગ કરવાથી આપણે આપણાં આપણાં શરીરમાં કોઈ રોગ થતો નથી એ આપણને શક્તિ આપે છે કોઈપણ અને આપણી સારી રીતે કાર્ય કરી શકે છે કોઈપણ કાર્ય અને જો જાણે કે એક અંદરનાં કાર્ય અને શરીરનાં અંગો વગેરે એ સારી રીતે ક્રિયા કરી શકે છે અને યોગથી આપણને કોઈ ખૂબ જ ઉપયોગ થઈ શકે છે કોઈ યોગથી આપણે કંઇપણ વસ્તુ કરી શકીએ છીએ એ સારું છે આપણું